મારા ઘરે મહેમાન આવે તો એમની સરભરા એટલે સાર સંભાળ એ સારી રીતે રાખી શકું તેનો પ્રયત્ન કરું છું કોઈ મહેમાન આવે તો તેમનું સ્વાગત અને સન્માન છે એ સારી રીતે થાય તેવો પ્રયાસ કરું છું ત્યારબાદ તેમને આરામ અને તેમને સુવિધાપૂર્વક સગવડ મળે તેનું ધ્યાન રાખું છું તેમની જે જરૂરિયાતો છે તે હું સારી રીતે સમજી શકું તેનું ધ્યાન રાખું છું આ રીતે હું તેમની એ સારી રીતે સાર સંભાળ રાખી શકું તેના બધા પ્રયાસ કરું છું ત્યારબાદ એમના માટે સારું જમવાનું બનાવવાનું પસંદ કરું છું એમને ભાવતી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું પસંદ કરું છું એમને પૂછું કે તમને શું ભાવે છે એમને જે ભાવતું હોય એ જ હું સારી વધારે રીતે બનાવી શકું તેનો પ્રયત્ન કરું છું એમને જે વસ્તુ પસંદ હોય એ હું ખૂબ જ લાગણીસભર અને પ્રેમપૂર્વક બનાવું છું